હલો સ્વીગી આજે મેં મારું જમવાનું ઓડર કરેલું હતું સ્વીગીમાંથી અને એપ્લીકેશન ખોલી છે તો મારે હું ચેક કરું છું કે મારા ઓડર માટેની પૈસા ચૂકવણી કરી લીધી છે થઈ ગઈ છે સફળતાપૂર્વક કે નહીં એ જોવા માટે હું ચેક કરું છું તો પ્લીસ તમે સપોટ કરો અને ચેક કરો વેબસાઈડ પર કે મારા ઓડરના પૈસાની ચૂકવણી થઈ ગઈ છે કે નહીં મહેરબાની કરીને સપોટ કરો